કોઈ આપ કયા જાવ છો શું કરો છો મારે તો આ ખાલી બોમ્બે થોડુ એક દિવસનું કામ છે એટલે જાઉ છું તમે રોજ જાવ છો

ક્યાં છે તમારી મુંબઇમાં જોબ અચ્છા એવું છે અહં અહં તો તમારે રોજ જ જવાનું થતું હશે ને અચ્છા હા બરાબર બરાબર છે તો છેલ્લે તમારે શું જોબ છે હં હં હં અચ્છા અચ્છા હં હં હં એટલે તમે સુરતથી રોજ જાવ તો તમે સુરતમાં ક્યાં રહો છો અચ્છા એવું છે હું પણ સુરતમાં જ સીટીલાઇટ એરિયામાં રહું છું મારે મુંબઈ તો આજે પેલું થોડું એક્ઝિબિશનનું કામ હતુને એટલે હું જાવ છું એવું છે હાં હં હં અચ્છા એવું છે બરાબર છે અહં હ તો તમારે આમ રોજ જતાં થાકી નઇ જતાં હશો તમે હવે તો રોજે જવાનું બોરિવલી જોબને અચ્છા હા હાં બરાબર છે બરાબર ઓહ એવું છે હં હં હં હમ હમ હમ કયા તો કયા દિવસે તમને ટ્રેનમાં ભીડ લાગતી હશે આમ રૂટિન ડેઝ માં તો અચ્છા એવું છે હ હ હમ હમ હમ તો સેટરડે સંડે તો ઓછી જ હશે બરાબર છે હં હં હં હં હમ હમ બરાબર છે સારું હાં ના એવું કઈ નથી આ પેલું થાક્યા મારે રોજનું આવું રૂટિન નું કામ નહીં હોયને એટલે પેલું થાક લાગે અમારે આવું કરવાનું

હા ઓકે સારું ચાલો હાં મળશે મળ ચોક્કસ ચોક્કસ ઓકે હાં હાં